અમારા વિસ્તારમાં નજીકમાં આવેલા નાના મોટા મંદિરોની બહાર લોકો નાના મોટો વ્યવસાય કરતા લોકો જોવા મળે છે જેવાં કે મંદિરની બહાર વેચતા પૂજાપાનો સામાન ફૂલ માળા તેમજ લીંબુ મરચાં તેલ સિંદૂર તેમજ અલૂણા અને જયા પાર્વતીનાં વ્રત નિમિત્તે કરતી ઉપવાસ કરતી છોકરીઓના પૂજાપાનો સમાન તેમની પૂજા કરવામાં જે મદદરૂપ થતી બધી વિધિ કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીઓ પણ તે લોકો વેચતા હોય છે આ નાના મોટા વ્યવસાય કરવાવાળા લોકો પાસેથી અમે લોકો ફૂલ બીલીપત્ર કમળકાકડી આ વગેરે ખરીદીએ છીએ અને ઘણાં લોકોનું માનવું એવું પણ હોય છે કે લીંબુ મરચા આપણા દરવાજા પર બાંધવાથી તે આપણને નજર બીજા લોકોની નજર ખરાબ નજરથી આપણને બચાવે છે તો આપણે આવા નાના વ્યવસાય કરતા લોકો પાસેથી અમે લીંબુ મરચાં પણ લઈએ છીએ ઈવન છૂટક ફૂલ અને માળા પણ લઈએ છે જે આપણા ઘરનાં મંદિરોમાં પણ ચડાવીએ છીએ અને જે આપણા નજીકમાં જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ આપણે એને ચડાવીને આપણી આસ્થાને પૂર્ણ કરીએ છીએ આવી રીતે આ નાના વ્યવસાયકારો અમારી સાથે સંકળાયેલા છે અને અમારા રોજિંદી જિંદગીમાં વ્યવહારમાં આવી રીતે પોતાનું નાનું મોટું યોગદાન આપે છે